હું એટલું જણાવવા માંગીશ કે ઝાડ ન કાપવાં જોઈએ અને ઝાડને પાણી આપવું જોઈએ એને સારું ખાતર આપવું જોઈએ તો શું આપણાં સ્વાસ્થ્ય માટે પણ એ બી સારું જ છે અને બીજું એ કે તમને એવું લાગે કે આ જગ્યા પર કશું છે નહી તો એ જગ્યા પર તમે ઝાડ ઉગાડો